મારા મતે મોબાઈલ ગેમિંગની વૃદ્ધિ સમગ્ર ઉદ્યોગ પર ખૂબ જ અસર કરી છે કારણ કે અત્યારે નાના ઉદ્યોગો મોબા યુટ્યુબ જેવા માધ્યમો સોશિઅલ મિડિયા જેવા માધ્યમો યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે એના દ્વારા જે પણ અમુક માહિતીઓ છે એ શેર કરવામાં આવતી હોય છે અમુક વસ્તુ રિપેરિંગ જેવા નાના મોટા રિપેરિંગ છે એ પહેલાંના પહેલા દુકાનો પર કરાવવામાં જતું હતું જેનો ખર્ચ પણ વધારે લાગતો હવે સામાન્ય જે પણ હોય તે અત્યારે ઘરે જ થઈ જાય છે અને પહેલામાં દુકાને જવું જેથી તમારે ખર્ચ પણ વધતો હતો મોબાઈલના લીધે ઘણીબધી એવી સમસ્યાઓ છે જે નિરાકરણ આવી જાય છે જેમ કે કોઈ પણ નાનું મોટું રોગ હોય તો પણ તેના કઈ કઈ દવાઓ લેવી મેડિકલમાંથી તો પણ તેની પણ માહિતી મોબાઈલમાંથી ઓનલાઈન માધ્યમ દ્વારા મળી જાય છે અને તે ગેમિંગ લોકો પહેલાના સમયનામાં જે લોકો બાળકો છે એ નેચરલ ગેમો રમતા હતા તે અત્યારે રમતા જોવા મળતા નથી કેમ કે મોબાઈલની અંદર ગેમ્સ રમતા એ જોવા મળે છે અને આ વૃદ્ધિ સમગ્ર ઉદ્યોગ પર અસર પડે છે કારણ કે જે પેલાના સમય જે પોપ્પર એજ્યુકેશન મળતું હતું જે અત્યારે ઉદ્યોગ પર કં જેનાથી તે વાકેફ નથી તે પણ ત્યારે તે મળતું હતું અત્યારે એ એજ્યુકેશન અત્યારે જોવા મળતું નથી કારણ કે બાળક અત્યારે મોબાઈલ લઈ બાળકનું સમગ્ર વિશ્ય વિશ્વ મોબાઈલની અંદર એટલું પરોવાયેલું છે કે તેની પાસે ટાઈમ જ નથી મોબાઈલ જો એની પાસે ન હોય તો જેમ ઑક્સિજન ન હોય એવી હાલત થઈ જાતી હોય છે તે તેથી જ મોબાઈલ સમગ્ર ઉદ્યોગ પર ખૂબ જ અસર પાડે છે માનવ જીવન પર અસર પાડે છે અને આવનાર ભવિષ્ય માટે પણ ખતરારૂપ પણ કહી શકાય અને ઉપયોગી એવું સાધન પણ કહી શકાય તો મોબાઈલ એક બહુ સારી વસ્તુ છે પરંતુ તેનું જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ